હ હા ડોક્ટર સાહેબ હા હા અભી આ એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે મને થોડી હેલ્થની બાબતમાં રાત્રે ગઈ ગઈકાલ રાત્રે છે ને તો હું એક જગ્યાએ બહાર ખાવા જવાનું મારે થયું પાર્ટી હતી તો હેવી ડાયેટ ખાઈ લીધું છે એટલે પેટમાં બહુ તકલીફ હતી રાત્રે તો આખી રાત મને એટલો બધો ગેસ થયો ને કે હું સૂઈ શક્યો બી નહીં અને મેં સામાન્ય ફાકી બાકી લીધી થોડી આયુર્વેદમાં જે હું માનું છું અને અજમો બી ખાધો પરંતુ મને મટ્યું નથી હવે સવારે થોડી પેટમાં બી શું થોડો વાયું બી બાયપાસ થાય છે અને એક બે વખત ટોઇલેટ બી જઈને આવ્યો હવે મને તકલીફ કે પેટમાં દુઃખે છે એટલે ખાલી પેટની બીમારી છે તો વધારે આંતરડાનો ય કંઈ પ્રોબ્લેમ થાય અને હેલ આ પેટની બીમારી હાર્ટને રિલેટેડ બી હોય ને કંઈક તકલીફ થાય એના કરતાં તમે થોડી મને સલાહ આપો કે આનું નિવારણ નિવારણ થઈ જાય મારે લગભગ ખાવાનું છે ને અમે દસ વાગ્યે પાર્ટીમાં ખાધું અને બધી નોનવેજ આઇટમો હતી અને થોડું પેટ ભરીને ખવાઇ ગયું સ્વાદ સ્વાદિષ્ટ હતું એટલે ખવાઇ ગયું થોડું વધારે હા સ્પાઇસી અને તેલવાળું હતું બધું સ્પાઇસી અને તેલવાળું હતું વધારે ખવાઇ ગયું હ એટલે રાતથી થોડો અપચો છે ઓડ ઓડ ઓડકાર બી ઓડકાર બી આવે છે અને થોડું શું છે કે ગેસ અને અપચો બી થઈ ગયો છે એટલે અત્યારે તો મને એવું થાય છે કે હું જમું જ નહી હા હા બરા હા બરાબર બરાબર હા હા હા બધી હા બરાબર ના હું સાદું ભોજન જ લઈશ અત્યારે તો મને ખાવાની રુચિ બી થાય એવું નથી ખાવાનું મન જ નથી થતું એટલું બધું પેટમાં છે કે મને એમ ડર લાગે છે કે મને કંઈ ગેસ કે અપચાથી શું છે કે ફૂડપોઈઝન ના થઇ જાય એટલે મેં કીધું સાઈ સાહેબની સલાહ લઈ લઉં ડોક્ટર સાહેબની બસ બસ બસ બસ બસ

સા સા સાદું ભોજન રોજ હા હા હા સા સા સાદું ભોજન લઇશ સાહેબ બરાબર ઓકે ઓ બરાબર બરાબર બરાબર સાહેબ બરાબર સાહેબ ઓકે બરાબર બિલકુલ સાહેબ હા અચ્છા આપ આપ મને વ્હોટ્સઅપ કરીને મોકલી આપો નામ ને એ બધું બરાબર તરત જ તરત જ લઇ ને કેમિસ્ટને ત્યાંથી દવા લઈને હું અત્યારે લઇ લઇશ ના રાહત રાહત થાય એવું કરી આપજો હાજી હા થેન્ક યુ થેન્ક યૂ ઓકે